હું પશુની માલિકી તો ધરાવતો નથી પણ મને કુતરા પ્રત્યે નાનપણથી જ ખૂબ પ્રેમ અને લગાવ છે હું નાનો હતો ત્યારથી લગભગ આજથી ચાલીસ વર્ષથી હું કુતરાને બિસ્કિટ ખવડાવું છું અને તે મને જોઈને બસ્સો ફૂટ દૂર હોય તોય મને જોઈને પણ એ લોકો કુદકા મારે છે રાજી રાજી થઈ જાય છે હાલ હું આશ્રમમાં રહું છું આ આશ્રમમાં પણ આ એક કુતરી પાળેલી છે એને બે ગલુડિયા આવ્યા છે હમણાં એને પણ હું સવાર બપોર સાંજ ત્રણ ટાઇમ દૂધ પીવડાવું છું પછી મારો રોજનો નિયમ છે હું બિસ્કિટ એક કુતરા માટે સ્પેરમાં રાખીને મૂક્યા છે સાંજે સાડા પાંચ થાય એટલે થેલી ભરી કુતરા માટે બિસ્કિટ લઈને ઢોલરા ગામની બજારમાં નિકળું છું કુતરાને બિસ્કિટ ખવડાવવા બિસ્કિટ જોઈને મને જોઈને કુતરા એટલા બધા રાજી થઈ જાય છે કે પડાપડી કરતા હોય બિસ્કિટ ખાવા માટે મને કુદરતી આ કુતરા પ્રત્યે એટલો બધો પ્રેમ છે વરસાદ હોય તડકો હોય ગમે તેવું હોય હું બહાર ગામ ગયો તો પણ મને ફીલિંગ થાય કે આજે મેં બિસ્કિટ ખવડાવ્યા નથી કુતરાને તો શું કરતાં હશે અને મને પોતાને અંદરથી એવું થાય છે એટલે હું જેમ બને તેમ રાજકોટથી વેહલો આવી જવ છું જેથી કરીન હું પાછો બજારમાં જઈને કુતરાને બિસ્કિટ ખવડાવું છું હાલ અમારા આશ્રમ એક કુતરી છે એને બે બચ્ચા આવ્યા છે એને હું ત્રણ ટાઇમ દૂધ પીવડાવું છું અને સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ રોટલી ખવડાવું છું ત્રણ ટાઇમ એને બિસ્કિટ ખવડાવું છું દૂધની અંદર મિક્સ કરીને જેથી એને પોષણ મળે એટલે આવી મારી પ્રવૃતિ છે કુતરા પ્રત્યે